તો લગનમાં સૌથી પહેલાં તો જ્યારે નવવધુ દંપતી હોય તેને આપણે કોઈ પણ વસ્તુ ભેટ આપીએ કેમકે અત્યારે વ્યવહાર પ્રમાણે અને ઘણાબધા મિત્રો હોય એટલે મિત્રો પણ એવું માનતા હોય કે નહીં આપણે કંઈક એ એક બીજા ફ્રેન્ડ છીએ તો ભેટ આપવી જોઈએ એટલે બધા ખુશીથી એ ભેટ આપતા હોય છે ફ્રેન્ડ લોકો હોય તો કોઈ સારી કોઈ વોચ આપે કે પછી કોઈ સારી ભગવાનની મૂર્તિ આપે એવી રીતે કપડાં આપે કોઈ બી રીતે કંઈ બી ભેટ આપી શકે અને સંબંધીઓ હોય તો આવી જ રીતે કોઈ વાસણ આપે કોઈ બીજી એવી કોઈ સારી વસ્તુ મોટી હોય જેમકે વોશિંગ મટીન મશીન છે કે ઘંટી છેકે એવી રીતે બધા આપતા હોય વસ્તુ અને એ લોકો બી કપડાં આપે કોઈ પૈસાથી બી આ મતલબ એવો બી કોઈ વ્યવહાર કરતાં હોય એવી રીતે બધા અલગ અલગ વસ્તુ લગનમાં આપતા હોય છે આવી જ રીતે તે તેમની જે જેટલી જેની જેવી ખુશી તે પ્રમાણે બધા બધું આપે અને લગન જ્યારે હોય ત્યારે કેવું કે દહેજ પ્રથા તો દહેજ પ્રથા હમણાં તો ઘણી જગ્યાએ ઓછી પણ થઈ ગઈ છે પણ હજુ ઘણી જગ્યાએ દહેજ પ્રથાઓ ચાલુ જ છે ચાલુ એટલે વધારે પડતી ચાલુ છે અને જ્યાં અત્યાર અત્યારના જમાના પ્રમાણે જોવા જઈએ તો જે સમજ સમજતા લોકો છે જે સમજે છે એ લોકો દહેજ પ્રથામાં બહુ નથી માનતા તો ખરેખર તો દહેજ લેવું જ ન જોઈએ મારો તો એવો જ કેનો અર્થ છે કે દર દહેજ લેવું જ ના જોઈએ કેમ કે દહેજ લઈએ તો એક તો સૌથી પહેલાં તો આ છોકરી આપી માબાપે છોકરીને આટલી નાનપણથી કેટલા લાડ કરાવીને મોટી કરી હોય એને ભણાવી ગણાવીને કેટલા સારા એ લોકોએ સપના જોયા હોય અને પછી છોકરી સાસરે જાય એટલે છોકરી માટે એક તો એ લોકોએ બધું જ તૈયાર કર્યું હોય હાથે ઘરેણાં તે અમુક સમાજમાં એવું નહીં હોતું કે છોકરા લોકો જ બધું લઈને આવતા હોય છોકરી તરફથી બી ઘણી બધી વસ્તુ લેવી પડે એટલે છોકરા જ આપે એવું નહીં એવું હોતું નથી પણ દહેજ આપણે ન જ લેવું જોઈએ દહેજ લઈએ તો ઘણી સમાજમાં એવું કહેવાય કે દહેજ આપ્યું એટલે તમારી છોકરીને વે વેચી વહેંચી કહેવાય એટલે આપણે ખરેખર એવી પ્રથા ખરેખર ના જ હોવી જોઈએ અને ભવિષ્યમાં આવી પ્રથા મેં તો કહું છું બંધ થઈ જાય તો વધારે સારું અને જો દહેજ આ દહેજ પ્રથામાં ઘણું બધું નુકસાન થાય કારણ કે છોકરી એક તો એના ઘરેથી બધું છોડીને આવી હોય અને અહીંયાં આવીને તેના ઉપર મતલબ ઘરેથી જે પચાસ હજાર લાખ આતે જે દહેજનું હોય તે પોતાના માબાપ કેવી કમાણી કરતાં હોય કેવી નહીં અને તે લોકો ક્યાંથી પૈસા લાવીને તે લોકો દહેજ પૂરું કરે છોકરીનું અને તે દહેજ આપણે લઈએ મા માતા પિતાને તો છોકરી પરણાવી એની તો ખુશી હોય જ પણ પછી છોકરી જ્યારે દુખી થાય જ્યારે એના સાસરીવાળા એમ કે કે નહીં તારા બાપાએ કંઈ આપ્યું નથી આતો કંઈ બી વસ્તુ લેવી હોય કે ભાઈ માનો કે આપણે ગાડી લેવી છે છોકરાના ઘરમાં કે બહુ સારી આપણે તો ફોર વિલર જોઈએ તો ફોર વિલર લેવા માટે કંઈ નહીં તારા પપ્પાને કહેજે આટલા પૈસા આપે એમની પાસેથી લઈ લેજે હવે એ માબાપની પરિસ્થિતિ બરાબર ના હોય તો હવે ટાઈમે એ આપી પણ ના શકે એટલે ના આપી શકે એટલે સાસરીવાળા જોરજુલમ કરે અને દીકરીને જરાક હેરાન કરે એટલે માતા પિતાને ત્યારે દુખ પહોંચે એમને દુખ થાય એટલે એમને એમ થાય કે મેં છોકરીને પરણાવી પણ આ દહેજ આપ્યું અને હજી આ દહેજ આપવું જ પડે છે એ લોકોનું એ લોકોને આત્મા દુખી થાય તો એનો તો આપણને નુકસાન પહોંચે જ અને આપણી મતલબ કોઈ બી દીકરી દુખી થાય તેનું બી માતાપિતાને દુખી હોય દુખ થાય એટલે છોકરી દુખી થાય અને માતા પિતા પોતે પણ દુખી થાય એટલે દહેજ પ્રથા ખરેખર દહેજ ન જ લેવું જોએ ને આ દહેજ પ્રથા બંદ થાય તો વધારે સારું